કપડા ધોવા માટે તો જોવા જાઈએ તો અત્યારમાં તો વોશિંગ મશીનની સુવિધા આવી ગઈ છે પણ જ્યારે પહેંલા વોશિંગ મશીનની સુવિધા નહોતી ત્યારે આપણે કપડા હાથેથી ધોવા પડતા હતા અને હાથેથી ધોવા માટે ઘણી વાર એક કપડાને પહેલાં સાબુ આપવો પછી બ્રશ મારવા ત્યારે થોડું થોડું પાણી બગડે પછી પાછું એને શું કહેવાય સારા થોડાક સારા પાણીમાં ધોવો પછી એની કરતાં થોડાક વધારે સારા પાણીમાં ધોવો એની કરતાં વધારે સારા પાણીમાં ધોવો ત્યારે સાફ કપડામાંથી સાબુ જતો હતો પરંતુ જો એ સાબુ ન જાય તો આપણને શું કહેવાય ચામડીના રોગ થઈ શકે ધાધર થઈ શકે ખરજવું થઈ શકે ઘણાબધા એવા રોગ થઈ શકે ચર્મ રોગ જે કહેવાય તે થઈ શકે પણ ત્યારે આપણે પાણી બગાડવું જ પડતું હતું પણ અમે એવું કરતા હતા કે એ પાણીને અમે રાખતા અને જ્યારે આપણે ઘરમાં પોતું મારવાનું હોય કે ઘર ધોવાનું હોય તો એ એનાથી અમે ઘર ધોઈ નાખતા અમારી હું કહેવાય બેન્ચીસ ધોઈ નાખતા ખુરશી ધોઈ નાખતા ટેબલ ધોઈ નાખી એવી રીતના એ બધું જે પણ કંઈ પ્લાસ્ટિકની વસ્તુ જે જોવાની ધોવાની છે જે આપણે શું કહેવાય ડેલી યુસમાં કામ આવે છે તેવી રીતે અમે એ પાણીનો અમે ઉપયોગ કરતા હતા અને જે એની કરતાં થોડુંક વધારે સારુંવાળું પાણી છે તેનાથી અમે કાંઈક આસનિયા ધોઈ નાખતા જેને આપણે આમ અડાડવાના નથી પણ એ થોડાક ચોખ્ખા કરવા જ પડે એ વસ્તુ માટે જરૂરી છે તે મકે આસનિયા પડદા એ વસ્તુ અમે તેનાથી ધોઈ નાખતા હતા અને એની કરતાં વધારે સારું પાણી જે આપણે બચાયું હોય તો એમાં ડિટરજન્ટવાળું પાણી હોય તો તે વૃક્ષ વનસ્પતિ માટે સારું પડતું હતું એ પાણી એટલે અમે એ વૃક્ષને છે ને પંપ આવે એ પંપની અંદર અમે સ્પ્રે કરતાં જેમાં કંઈક ઈયળ મકોડા કીડી પછી તો શું કહેવાય પેલું શંખવાળું એ ઘણા બધા એવા જે ઇન્સેકટ મતલબ જે જે કહેવાય જીવજંતુઓ હતા એ આ પાણીથી બચી જતા હતા તેથી અમે એ પણ વનસ્પતિમાં વાપરતા અને જેમ બને તેમ પાણી આપણે બચાવું જ જોઈએ પણ અત્યારની જે ટેક્નોલોજી છે જેમ કે વોશિંગ મશીન વોશિંગ મશીનમાં એવું શક્ય નથી વોશિંગ મશીનમાં આપણે કંપલસરી આપણે પાણી બગાડવું જ પડે છે અને પાણીને આપણે એ પાણીને આપણે વાપરી પણ નથી શકતા કારણ કે એમાં શું કહેવાય કાંઈક આયોડિન કે એવું કાંઈક મેં સાંભળ્યું છે એવું કહેવાય છે કે એ આવે છે તે આપણે યુસ ન કરવું જોઈએ